અમારું કામ છે ડિઝાઇન બનાવવાનું એને માટે એક માણસ આવતો હોય છે પગારદાર હોય છે અને એ કલાક બે કલાક કામ કરી ડિઝાઇન બનાવી અને વયો જાય છે ત્યારપછી એ ડિજાઇન અમે લઈ અને એમ્બ્રોડરીનું જે મશીન છે એની અંદર એ ડિઝાઇનના સેમ્પલ બનાવવાના અને સેમ્પલ બની ગયા પછી વેપારીઓને દેખાડવાના એ ડિઝાઇનની અંદર અમે લોકોએ અમારા મનપસંદની અંદર અમુક જગ્યાએ જરી યુઝ કરી હોય અમુક જગ્યાએ ટીકી મોતી યુઝ કર્યા હોય અમુક જગ્યાએ એકદમ દોરી કહો તો દોરી યુઝ કરેલી એ જ પ્રમાણે દેખાડી વેપારીઓને આપી અને વેપારીઓ એની અંદરથી જે કંઈ પણ નક્કી કરે એ અમે લોકોને બનાવી દઈશું બરાબર